અમારા નજીક એક સૌથી મસ્ત પ્રાચીન ઐતિહાસિક આસ્થાવાળું ટુરીઝમનું સ્થાન છે જેનું નામ છે વડતાલ ધામ વડતાલ ધામમાં સ્વામિનારાયણ ભગવાને ખૂદ તેમના હાથેથી મંદિરનું લોકાર્પણ કર્યું હતું પણ અને અને એની આજુબાજુના વિસ્તારમાં અઢળક વિકાસ થઈ રહ્યો છે એક હોસ્પિટલ છે બે શું કહેવાય કે પ્રવાસીઓ માટે રહેવા સુવા માટે હોટલ છે પ્રવાસીઓને મુસાફરી કરવા માટે બસ સ્ટેશનની સુવિધા કરી આપી પ્રવાસીઓને વધારે આનંદ થાય તેના માટે એક તળાવ આર્ટિફિશિયલ બનાવવામાં આવ્યો છે પ્રવાસીઓની વધુ જાણકારી માટે એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે બહુ મોટા પાયે બે એકડમાં મોટાપાયે એકડમાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે